અમારા વિસ્તારમાં આવકના સ્ત્રોતમાં જોવા જઈએ તો અમારે ત્યાં લાકડાં અને લોખંડ બંનેનું કામ ખૂબ જ જોસ જોસથી ચાલતું હોય છે અમારે ત્યાં લાકડાં માટે લોકો સુથારી કામ કરાવવા આવતા જ હોય છે અને જાતે અ સુથારી હોવાના લીધે અમે લોકોની લાકડાં બનાવી આપીએ છીએ અને અમારી જ અમારા જ વિસ્તારમાં લુહાર લોકો પણ રહે છે અને તે લુહાર લોકો તેમનું લોખંડનું કામ કરે છે અને તે અને તે લોકો આરિપુરી કામ કરે છે અને લોખંડનું જે પણ તેમનું કામ હોય છે તે લોકોને કરી આપે છે આ અમારા એરિયામાં આવકના સ્ત્રોત છે જેનાથી આવક ઊભી થાય છે અને દરેક સમાજના લોકો પણ આ કામ કરે છે અને અમે પણ અમે તો પૂર્વજો તરફથી મળી આવતો ધંધો હોવાથી અમે આ કામ જ કરીએ છીએ અને આ કામમાં અમને ઘણો ઘણો ફાયદો પણ થાય છે આ કામમાં અમે લાકડાંની દરેક પ્રકારની પ્રોડક્ટ હોય છે જેમકે ખુરશી હોય છે સોફા હોય છે કબાટ હોય છે બારીઓ હોય લાકડાંની દરેક કામ અમે કરી આપીએ છીએ અને લોખંડમાં જોવા જઈએ તો લોખંડની બારીઓ હોય છે લોખંડનો પલંગ હોય છે તેનું આરી કામ હોય છે લોખંડને કટ કરવાનું હોય છે દરેક જે લોખંડને લગતું કામ હોય છે એ અમારા દ્વારા કરવામાં આવે છે અને રોજગારીની તકો જોઈએ તો આનાથી અમે બીજાને પણ રોજગારી આપીએ છીએ જે મજૂર વર્ગ હોય છે તેમને બોલાવીને જે મજૂરને લગતું કામ હોય છે તે તેમની જોડે કરાવીએ છીએ અને જે અમારું કામ હોય છે તે અમે કરીએ છીએ એટલે અમને પણ ફાયદો થાય છે અને મજૂર વર્ગને જે તે ફાયદો થતો હોય તેનું ભંડાણ બી અમે પૂરું પાડીએ છીએ અને તેના દ્વારા લોકોને રોજગારી પણ મળે છે અને અમારું બી કામ નીકળી જાય છે તેથી અમારો પણ એક આવકનો સ્ત્રોત ઊભો થયો છે અને રોજગાર મળી આવતો હોવાથી મજૂરોને પણ પોતાની રોજગારી મળી આવે છે